શિયાળાની અંદરમાં શિયાળાની મોસમ પ્રમાણે અને ખાસ તો રીંગણની વધારે ઉત્પાદન કરીએ છીએ અને રીંગણ એને એને તરુ નાખી તરુ નાખ્યા પછી એને અનેક જુદી જુદી જગ્યા પર ઠાણી અને એને ગોળ કરીને એકદમ ગોળ કર્યા પછી એને કંપલેટ ટાઈમસર પાણી અને ખાત ખાતર ઉપયોગ કરવો પડે છે અને એનો એનો છોડવાને ગોળ ના મારીએ તો બરાબર જામે નહિ અને અનેક જાતની એના પર અમે કાળજી રાખીને છોડવાને ઉછેરી શકીએ છે એમ અને એનું જ્યારે ફળ આવે ત્યારે અનેક જાતની દવાઓ ઉપયોગ કરીને એને કાળજીપૂર્વક લઈએ છીએ અને એક મરચું મરચી અમે શિયાળામાં ઠાણીએ ને એને ઠાણયા પછી એની બહુ જ કાળજી લેવી પડે અને એને કાયદેસર ટાઈમે પાણી એવું આપવું પડે પાણી પાણી પીધા પછી એને ખાતરનો ઉપયોગ કરવો પડે ખાતર ઉપયોગ કર્યા બાદ એને કંપલેટ એવી ગોળ મારવી પડે ગોળ મારીને પાણી છોડી અને ખાતર ઉપયોગ કરીએ ખાતર ઉપયોગ પછી એનો જ્યારે ફૂલ ફલ આવે ત્યારે એના પર દવા અનેક જાતના રોગોના આવી શકે એના હાટુ અમે અનેક જુદી જુદી જાતની જંતુનાશકની દવાઓ વાપરીએ અને અનેક સરકી મણે એવી દવાઓ વાપરીએ છે અને ચોમાસાના ઋતુ પ્રમાણે અમે ખાસ તો ચિબળા છે કાકળી છે એવા વધારે ઉપયોગમાં લઈએ છે અને આ છોડવા ઉપર અમે કંપલેટ એવી દેખભાળ કરીને ખાતર પાણીનું ખાતર અને કાયતો ટાઈમસર આપવા પડે અને આ ખાતરના કારણે એનો છોડ મજબૂત જામે મજબૂત જામ્યા પછી એનું ફૂલ ફાલ આવે અને કાંકળી જો જ્યારે લાગમાં આવે ત્યારે કાંકળીનો ઉપયોગ અમે કરી શકીએ છીએ અને સારી એવી આવક કાકળી અને ચિભળાઓ લાવી લાવી શકેને છોડમાં છોડોમાં અનેક જાતના ધ્યાન દોરવા પડે ત્યારે સારી રીતે આ છોડવા મોટા જેને ઉછેરી શકીએ છે અને ઉનાળાની અંદર ખાસ ત ખાસ કરીને અમે કોબી છે ફુલાવર છે એવા શાકભાજી કરીએ ત્યારે એને રોપી ને ગોળ મારીને એને પાણી ટાઈમસર આપવા પડે અને એને ખાસ કરીને કાળજીપૂર્વક અને અનેક જાતના રોગો ના આવે એના હાટુ અમે અનેક જાતની જાતનીઓ દવાનો ઉપયોગ કરી અને દેખભાળ કરીને એને મોટા કરીએ છે કરીએ છે એમ અને અનેક જાતના દવાઓ વાપરવી પડે કારણ કે એવું બધું ના વાપરીએ તો છોડવું અડધું બીમાર રહી જાય ખરેખર આ બધું હકીકત જોવા જઈએ તો છોડવાને સરખી રીતે પાલવવું પડે છે કારણ કે અનેક જાતના છોડવાઓ અમે રોપીએ ગુલાબ છે ગુલાબને રોપીએ એને કાયદેસર કાયદેસર પાણી આપવું પડે ગોળ મારવું પડે ગોળ ના મારીએ તો છોડવું પણ ઊગી શકતું નથીને જીવી પણ નથી શકતું કારણ કે જ્યારે જમીન એકદમ ફિટફાટ થઈ જાય ત્યારે એને છોડવાને ઊગવામાં મુશ્કેલી પડે એટલે એને અનેક જાતના ઉપયોગ કરીને એને ધીમી ગતીએ ઉછેરવો પડે એને ખાસ રીંગણ છે ને દૂધી દૂધીના છોડવાને ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં વધારે ઉપયોગ કરીએ છે ત્યારે દૂધી ના છોડવા મોટા કરતી વખતે મોટા કરવામાં અને માળવો બનાવી માળાની ઉપર લગાડીએ લગાડીએ છે ત્યારે દૂધીનો પ્રમાણિક વધારે વધે છે ત્યારે અમોને સારી એવી આવક મળતી જાયને છોડવું એનું કંપલેટ એવું મજબૂતાઈ બનતું જાય કારણ કારણ કે દૂધી નો માળો ના બનાવીએ ત્યાં સુધી દૂધીનો વેલો ઉછ ઉછેરવામાં મજા નથી આવતી હકીકત દરેક જાતની ઉપયોગી કરતી વખતે એને કાળજીપૂર્વક રાખવી જરૂરી છે